ના અમને નળનું પાણી મળતું નથી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં નળનું નળનાં પાણીનાં વ્યવસ્થા કરવામાં આવે છે ઘર ઘર નળો આપવામાં આવે છે પરંતુ એ પાણીની વ્યવસ્થમાં ફક્ત એક કલાક દરમિયાન આપવામાં આવેલાં પાણીમાં પણ એટલો પાણીનો પ્રવાહ રહેતો નથી અને એ પાણીના પાણીનાં પ્રવાહની અછતને કારણે દરેક ઘરોમાં પાણીની અછત રહે છે તેમજ મોટાં કુટુંબોમાં કેટલીક સમસ્યાઓ પણ રહે છે જેમકે ઘર વપરાશમાં રહેલાં દરેક પાણી પણ તેમને પૂરું મળતું નથી અને એ પાણીમાં પણ કેટલાક

એક કુટુંબ તેમજ શહેરનાં દરેક ઘરો એ પાણીનો પીવામાં ઉપયોગ લઈ શકતા નથી તેમજ એ અન્ય કામોમાં પણ ઉપયોગી બનતું નથી તેમ છતાં કેટલાક ઘરોની અંદર એવું એવું પણ રહે છે કે જેમના ઘરે પાણી આવતું જ નથી તેમજ નગરપાલિકા દ્વારા જે પાણી સપ્લાય આપવામાં આવે છે એ પાણી સપ્લાયમાં પણ કેટલાક પ્રમાણમાં એનો પૂરતો સ્રોત હોતો નથી જેનાં કારણે ઉંચાણવાળા વિસ્તારમાં એ પાણીનો પ્રવાહ જતો નથી અને એ તે તે પાણી તે ઘરો સુધી પહોંચતું પણ નથી તેમ જ સમય જતાં શિયાળાની ઋતુમાં એ પાણી તેમ જ એનો પ્રવાહ પણ પાણીની વાત કરીએ તો એ પાણીનો પ્રવાહ ખૂબ જ ઓછો રહે છે તેમ જ ઉનાળાની ઉનાળાની સીઝનમાં નદીમાં પાણી ખૂટવાનાં કારણો દર્શાવી નગરપાલિકા તે પૂરું પાણી પૂરતું પાણી આપતાં નથી તેમજ દીવ દિવસ આંતરે જેમ કે બે દિવસ આંતરે ત્રીજે દિવસે પાણીનો પ્રવાહ આપવામાં આવે છે પરંતુ એ પ્રવાહના પ્રવાહ પણ પૂરતો હોતો નથી જેનાં કારણે કેટલાંક ઘરો સુધી પાણી પાણી પહોંચતું નથી તેમજ ચોમાસાની ઋતુમાં નદી નાળા નદી નાળા જેમકે વરસાદનાં પાણી ખરાબ હોવાનાં કારણે નદીમાં તેમજ વોટર વર્ક્સમાં પણ એટલું કાર્ય સ્વેચ્છાએ કરવામાં આવતું નથી જેનાં કારણે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ પાણી એ પ્રદૂષિત પાણી હોવાનાં કારણે તે પાણી પીવામાં ઉપયોગમાં લેવામાં આવતું નથી તેમ તેમજ આવાં પાણી આવાં પ્રદૂષિત પાણી આપવાનાં કારણે કેટલોક કેટલાંક ઘરોમાં ફેલાતો રહે છે તેમજ આ રોગ થવાને કારણે માનવીને માનવીને કેટલાક રોગો રોગોનું ભોગ બનવું પડે છે તેમજ નળનાં પાણી નળનાં પાણી આપવામાં નથી આવતાં પરંતુ તેનો વેરો લેવામાં આવે છે અને એ વેરા ભર્યા છતાં પણ વ્યક્તિને તેમજ શહેરી લોકોને એ પાણી પૂરતું મળતું નથી તેમ છતાં દરેક માનવીએ પોતાના ઘરે ઘરે તેમજ દરેકે દરેકે વેચાતું પાણી લાવી પીવાની જરુતિયાત પડે છે તેમ જ ઘરે ઘરે બોરવેલ કરાવવાની જરૂરત પડે છે આ બોરવેલમાં પણ કેટલાક સરકારો દ્વારા પણ સહાય આપવામાં આવતી નથી તેમજ એ સહાય ન મળવાને કારણે

કેટલાક પૈસાવાળા વ્યક્તિઓ પણ બોરવેલ કરાવે છે પરંતુ ગરીબ એટલે કે જે નીચા વર્ગના વ્યક્તિ છે એ પોતાનું જીવન પોતાના જીવનમાં એ પોતાના ઘરના કામોમાં તેમજ પીવા પીવાના પાણીનો એ ઉપયોગ કરી શકતો નથી કારણ કે તેને પૂરતું પાણી જ મળતું નથી તેમ છતાં એ કઈ રીતે એ પાણી પાણીની વ્યવસ્થા કરી શકે જો તે પાણી પીવાલાયક જ ન હોય અને પાણી આવતાં જ ન હોય તો તે પોતાનું કેવી રીતે ઘર ચલાવે અને મોટાં કુટુંબોમાં પણ આ કેટલીક તકલીફો આપણને જોવા મળે છે જેમકે નગરપાલિકા દ્વારા કેટલાક ઈલેકશનો એટલે કે વોટો કરવામાં આવે છે કે કે જેમાં દરેક વ્યક્તિ પોતાની સમસ્યા બતાવે છે અને દરેક ગામોની અંદર કેટલીક ને કેટલીક સમસ્યાઓ હોય છે પરંતુ પાણી એ મોટી સમસ્યા છે માનવજીવનમાં પાણીનું તો મહત્ત્વ છે પાણી ન હોય તો માનવી જીવે જ કઈ રીતે આમ આમ માનવના જીવનમાં પાણી એ મોટો ફાળો છે અને પાણી પાણી જ ન મળે તો માનવીએ પોતાની પોતાનું જીવન ચલાવે જ કઈ રીતે આ બધી બાબતમાં માનવીને પોતાના દરેકે દરેક કાર્યમાં પાણી સવારથી માનવી ઉઠે ત્યારથી રાત્રે સૂવે તે સમય દરમિયાન એને રસોઈમાં ઘરનાં કામોમાં તેમ જ જો કોઈ માનવીની પોતાની ખેતી હોય તેમજ પોતાનું પોતાનું ગુજરાન એ ખેતી દ્વારા જ જો કરે તો એ ન પાણી ન મળવાથી એ પોતાનું ખેતી કઈ રીતે કરે પાણી ન હોય તો તેનો પાક પણ પાક પણ નથી થતો અને તે પાણી જ ન મળે તો માનવી કઈ રીતે જીવે અને વેચાતાં પાણી ની વાત કરતા જો કે માનવી પોતે પાણી વેચાતું લાવે પરંતુ જે નીચલા વર્ગના વ્યક્તિ છે કે જેમને શક્ય જેમનેથી શક્ય જ નથી કે પોતે એ પાણી વેચાતું પણ લાવે કારણ વેરો વેરો ભરવાનું તેમ છતાં પણ એ એમને પાણી મળતું નથી અને પીવાનું પાણી નગરપાલિકાનું ચોમાસા દરમિયાન એટલું પ્રદૂષિત હોય છે કે જે પાણી પીવાલાયક પણ ન હોય એવાં પાણીને માનવી ઉપયોગમાં લે લે જ કઈ રીતે અને એ પ્રદૂષિત પાણીનું પણ જે જે તે કામદાર એટલે કે જેમના દ્વારા આપવામાં આવે છે અને ત્યાંની જે દેખરેખ કરે છે એમના દ્વારા કોઈપણ રીતે એ પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાનો કોઈ માર્ગ જ ન હોય સરકાર દ્વારા આપવામાં આવેલી દરેક વ્યવસ્થા તેમજ દરેક નોંધનો અમલ લેવામાં અમલ કરવામાં આવતો નથી તેમજ આવાં પ્રદૂષિત પાણી પીવાથી લોકોએ લોકોને બીમારી તેમજ કેટલાક રોગો થતા હોવાથી એમ માંદગીથી એમણે પીડાવું પડે છે તેમ તેમ જો નળનું પાણી શહેરોમાં તો મળવું શક્ય જ નથી અને પાણી ચોખ્ખું પણ નથી આવતું એ એ પાણી ચોખ્ખું ન આવવાના કારણના સામે માનવી પોતે આપેલ પોતે વેરો ભરવા છતાં પણ એને એ પાણી શુદ્ધ મળતું નથી અને શું એ ચોખ્ખું પાણી પીવા પીવાલાયક બને એ માટે પણ સરકારે કેટલાક કાયદા તેમજ જે આ પાણી પુરવઠા ચલાવે છે એમની સામે કેટલીક ચોક્સાઈ રીતે નોંધણી કરવી જોઈએ તેમજ એ નોંધ સામે કેટલું કેટલા પ્રમાણમાં એ પાણી ચોખ્ખું લોકો સુધી પહોંચે છે એની પણ તેમણે જાણ જાણકારી મેળવવી જોઈએ અને શહેરોમાં કેટલાંક ઘર એવાં છે કે જે જેમના પાસે નળ નથી અને જેમના જેમને ત્યાં નળો છે એમને ત્યાં પાણી પૂરતું મળતું નથી આવા કેટલાંક પાણીના સમસ્યાથી માનવી ઘેરાયેલો છે પરંતુ આ આ બધા કર્યોની વચ્ચે જવાબદાર કોણ